સંગીત ગાયન સિંગિંગ આ આજના જીવનની આપણે કહીએ તો જીવનદોરી છે એવું કહી શકાય અને મને બુ ખૂબ ખુશી છે કે એ મારો એક શોખ છે સમય ખૂબ જલ્દીથી વહી જાય છે અને આપણે ખૂબ બધા કામોમાં વ્યસ્ત હોઈએ છીએ પણ આપણું મન ભગવાને એવું બનાવ્યું છેને કે જેને એક સમયે માનસિક શાંતિની જરૂર હોય છે તમે કોઈ પણ શાસ્ત્રીય સંગીત સાંભળો આપણે શાસ્ત્રીય સંગીતમાં તો કેટલા બધા જુદા જુદા રાગ છે જેનાથી વરસાદ આવે જેનાથી દીવા સળગે જેનાથી આપણા આપણને ઊંઘ આવે આપણે સવારના સમયે જો એ સંગીત સાંભળીએ તો આપણે આપણું મન પ્રફુલ્લીત થઈ જાય અને આ બહુ મોટા વૈજ્ઞાનિકોએ પણ એ સાબિત કર્યું છે કે આપણે મગજની અંદર જે સારા કેમિકલો ડેવલપ થાય છે એ આ એના પર આ સંગીતની ખૂબ મોટી અસર છે મનુષ્ય પર તો છોડો વૈજ્ઞાનિકોએ આપણા જે વૃક્ષો છે તેના પર સંગીતની કેટલી સારી અસર છેને એ પણ સાબિત કર્યું છે હું મારા પોતાના માટે ખાક અને શ્વાસની વચ્ચે સમતોલન રાખવા માટે પ્રાણાયામ કરું છું પ્રાણાયામના ઘણાબધા પ્રકાર છે અનુલોમ વિલોમ છે ભસ્તરીકા કપાલભારતી પણ મારા માટે મોટેભાગે અનુલોમ વિલોમ વધારે સારું સાબિત થાય છે કારણ કે અનુલોમ વિલોમમાં તમે શ્વાસ લો એને પકડો રાખો થોડી વખત અને પછી છોળો તો એની જે રિધમ છેને તે તમે જે જૂના સાં શાસ્ત્રીય ગીતો કે જે પણ ગીતો નવા પણ જેમાં ખૂબ ઊંચો સૂર લેવાનો છે એ જ્યારે ઊંચો લેવાનો હોયને તો આપણે જે શ્વાસની આવન જાવનની જે પ્રેક્ટિસ કરી હોયને એનાથી તમે સંતુલિત રાખી શકો અને સરળતાથી લઈ શકો મને નવા જૂના બધા જ ગીત ગમે વચ્ચેના જે સમયના ગીત છે ઓગણીસો નેવુંથી લઈને બે હજાર દસ સુધીના એ વધારે ગમે અને વધારે સારી રીતે વધારે ફ્લુઅંટલી ગાઈ શકીએ આપણે ગાવાનામાં એવું છે કે જેટલું જલ્દી તમને ગીતના શબ્દો યાદ રહી જતા હોય એટલા સરળતાથી અને એટલા સારા સૂર તાલ મેળવીને તમે ગાઈ શકો છો ગાયન એક બહુ જ મહત્ત્વની તમારી હોબી હોવી જોઈએ જે માનસિક શાંતિ આપે